મારા મિત્રો અને મારા પરિવાર સાથે અમે ત્રણ દિવસની ટ્રીપનું આયોજન કર્યું અને તે ત્રણ દિવસની ટીપ દરમિયાન ખાવા રાંધવા માટે એક ગેસ સિલિન્ડરની પણ જરૂર હતી તો અમારી પાસે ગેસ સીલીન્ડર પ્રાપ્ત કરવા માટે મારો અરજી નંબર છે નવ આઠ સાત જીરો જીરો પાંચ બે એક અને મારો મોબઈલ નંબર છે પાંચ નવ ચાર આઠ ત્રણ બે જીરો એક જીરો એક અને મારું સરનામું છે ભલેજ રોડ નવાં બસસ્ટેન્ડની પાછળ મર્કન્ટાઇલ કોલેજ કમ્પાઉન્ડમાં અને હું તમને વિનંતી કરું છું કે અમારી ત્રણ દિવસની ટ્રીપ દરમિયાન અમારે જલ્દીમાં જલ્દી આજે ગેસ સિલીન્ડર જોઇએ છે તો મારી તમને વિનંતી છે કે મને જલ્દીથી જલ્દી મારાં એડ્રસ સરનામાં પર મને પહોંચતું કરો અને સરનામું ન મળે તો તમે મારા આપેલા નંબર ઉપર મને કોન્ટેક કરી શકો છો